મારા બગીચામાં મેં જે રીતે પ્લાનટી મ મેં જે રીતે છોડની જોડીઓ બનાવી છે તેમાં મેં સૌ પહેલાં જેમકે ફ્લાવર છે તો ફ્લાવર બધા ફૂલો ફૂલો બધા એકબાજું રાખ્યાં છે ગુલાબના છોડ છે ચંપા ચમેલીના છોડ છે જે જે ગુલ ફૂલોની પેર છે એ બધી એકબાજુ રાખી છે થોડાંક મેં શાકભા શાકભાજી વાવ્યાં છે તો શાકભાજીનું સેક્સન જુદું રાખ્યું છે એમાં ટમાટર છે કો કોથ ફુદીનો છે લીલા મરચાં છે પછી કારેલાનું છોડવા છે એ બધાં એક સાઇડ રાખ્યા છે છોડ છોડ જેવા અને જે આંબો છે પછી જે મોટાં વૃક્ષો કહેવાય કે એ એક તરફ રાખ્યાં છે તો સાઇઝ અને શાકભાજી ફળ ફૂલ એ પ્રમાણે જોડીઓ મેં નક્કી કરી છે